ખરાબ વાસણ ધોવાની પ્રક્રિયામાં એવું છે ખરાબ વાસણ પાણીમાં ભીંજાવી રાખવાનાં તેમાં કાથો અને તેમાં સારો સર્ફ પાઉડરનો ઉપયોગ કરી સાબુનો ઉપયોગ કરી કાથામાં લગાવીને કાં તો વીમ લિક્વિડ હોય એનો ઉપયોગ કરી તમે સાફ સફાઈ કરી શકો છો કાથા સાથે વાસણને ઘસી દઈ બરાબર ચીકાશ અ નીકળી જાય વાસણમાંથી પછી તેને પાણી વડે ધોઈ નાખવાનું બે બે પાણી વડે ધુઓ એટલે વાસણમાંથી ચીકાશ અને પાઉડર બધું જ નીકળી જાય છે અને સ્વચ્છ વાસણ થઇ જાય છે અમે વાસણ ધોવા માટે વીમ લિક્વિડનો ઉપયોગ કરીએ છીએ